હા આપણે વાત તો થઈ હતી પણ અમણા મજૂર નથી આયા એટલે હમણાં કોઈ કાપતો આવતું નથી એમ અને અમારી અત્યારે એવી પરિસ્થિતિ છે અમે લોકો ખુદ હેરાન થઈએ છીએ તમારી બધી વાત હા તમારી બધી વાત સાચી પણ તમે અમારુંય જરાક હમજો એમ ના ના અમણા કાલ કે પરમ દિવસે જ પાછું કોકને મોકલી હાલો ને લઈ જાસે ઈ કાલ પરમ દી માં જ તમારું કરી દઈ હાલો ને હા હા પાક્કું પાક્કું તો અત્યારે થોડા ઘણા કરી શકો એમ છો અત્યારે તમારે એવું હોય જરૂરિયાત બઉ તો અત્યારે લઈ જાઓ થોડાક અને થોડાક આપણે જ્યારે તમે ઓલું દેવા ને એ બીજું કરવા આવશો ત્યારે છેને આપણે લઈ લેશું માણસો આજે આવી જસે તો હું આજે હાંજ સુધીમાં જ મોકલી દૈસ નકાર તો કાલ કા પરમ દિવસ એવી રીતના થસે કેમ કે અમેય ઘણા બધાના અત્યારે લે વેચના લીધા છે ઓર્ડર અમારેય વાર લાગે ને ઓર્ડર હા બધી વાત હાચી એટલે તો અમે તમને વધારે વેચાની હારી રીતે રાખી છે આપણે એક કામ કરી આપણે એક કામ કરી આજે નઈ તો કાલે બે દિવસમાં ઓલું તમારું કામ કરાવી દઉં ચલો પૈસાનું એવું હોય તો તમે હાંજે લઈ જાજો થોડા ઘણા અને બાકીના જ્યારે છેલ્લે થાસે ત્યારે ઇસાબ કરી લેશું હારું હારું હાલો આવજો